મે એમેજોન ઉપરથી મારા ઘર માટે બે નાના સિરામીકનાં કુંડા મંગાવ્યા હતાં અને આ મગાવવાને પણ પંદર દિવસ થઈ ગયા મારો એ ઓર્ડર આવ્યો નથી અને હું જો એનું એમેજોન પર જઈને સ્ટેટસ ચેક કરું છું તો એમાં એવું મને બતાવવામાં આવે છે કે આ ઓર્ડર રદ કરવામાં આવ્યો છે રદ કરવા પાછળનું શું કારણ છે તે મને જણાવવામાં આવ્યું નથી મેં આ ઓર્ડર માટેના બધા જ પૈસા પહેલાં ભરી દીધા હતા અને હું દસ પંદર દિવસથી મારા ઓર્ડરની રાહ જોઈને બેઠી હતી છતાં મને એમેઝૉન તરફથી કોઈ પણ મેઇલ કોઈ પણ મેસેજ કે કોઈ પણ નંબર આવ્યો નથી કે જેની સાથે હું વાત કરી શકું તે ઉપરાંત મારો ઓર્ડર રદ કર્યો હોવા છતાં મને આ ઓર્ડરના પૈસા પણ પાછા મળ્યા નથી તો આ ઓર્ડરના પૈસા મારે પાછા કેવી રીતે મેળવવા અને એનો વિક્રેતાને મારે કેવી રીતે સંપર્ક કરવો કારણ કે ઓર્ડર મારો મોડું થઇ રહ્યું છે મને જરૂરિયાતની વસ્તુ આવતી નથી અને વિક્રેતાનો સંપર્ક પણ મારી પાસે નથી તેથી મને આ બાબતના પૂરેપૂરી માહિતી જોઈએ છે કે આમાં વિક્રેતા કોણ છે અને શા માટે મારો ઓર્ડર મોડો થાય છે અથવા રદ કરવામાં આવ્યો છે અને જો આ ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય જો એમની પાસે મેં જે વસ્તુઓ માગી છે તે વસ્તુઓ અવેલેબલ ન હોય તો મને એના પૈસા ક્યારે અને કેવી રીતે આપશે અને તે માટે પણ મારે જાણવું હતું આટલા દિવસો લગી યુઝવલી એમેઝૉનની એવી પોલિસી હોય છે કે કોઈ પણ ઓર્ડર એના સમયે જો એ પહોંચાડી ના શકે તો ઓર્ડરને રદ સમજી લેવામાં આવે છે અને એના પૈસા સમયસર આપણાં ખાતામાં કે આપણાં કાર્ડમાં જમા થઈ જાય છે પણ મારા ઓર્ડરને પંદર દિવસ થવા છતાં અને એનું સ્ટેટસ રદ થયેલું બતાવે છે છતાં હજુ મારા કોઈ પણ કાર્ડમાં પૈસા જમા થયા નથી તો આ બાબતે મને એના કારણ જાણવા છે કે શા માટે મને રિફંડ મળતું નથી કારણ કે મેં બધું જ પેમેન્ટ ઓર્ડર આપતી વખતે જ આપી દીધું હતું એટલે કે મારું હન્ડ્રેડ પરસેન્ટ પેમેન્ટ થઈ ગયું છે તો આ માટે મેં કસ્ટમર કેરમાં જઈને પણ લખ્યું હતું મેં એમેઝૉનને પત્ર પણ ઈમેલ પણ લખ્યો હતો છતાં પણ આ બાબતનું મને કોઈ જ કારણ મળ્યું નથી તો મને જલ્દીમાં જલ્દી આ ઓર્ડર રદ થવાનું કારણ અને આ રિફંડ આપવામાં શા માટે મોડું થઈ રહ્યું છે અને રિફંડ ક્યારે આવશે અને કયા ખાતામાં આવશે એ વિશેની જાણકારી માટે મેં આ ફોન કર્યો છે